હેલ્લો હા રતન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ હા હું જેનિલ મોદી વાત કરું છું મેં થોડાક દિવસ પહેલાં તમારી જ એજન્સીમાંથી ટ્રીપ મારી હતી અમદાવાદથી ઉદયપુરની હાં સો એમાં જે ભાઈ જોડે હતા ને જે ભાઈ હતા ને જે કાર હતી એ કાર હત હતી કઈ કહું અર્ટિગા હતી મારુતિ સુઝુકી અર્ટિગા હા એ મારા મતલબ મારે ફરી એક જગ્યાએ જવાનું થયું છે તો લાસ્ટ ટાઈમ મતલબ મને તમારી ટ્રાવેલિંગની મતલબ સર્વિસ મને ગમી હતી એટલે મેં ફરી તમને ફોન કર્યો પણ મારે એ જ ભાઈ અને એ જ ગાડી જોઈએ છે એ મતલબ ભાઇનો વ્યવહાર પણ સારો હતો અને ગાડી પણ સારી હતી થઈ શકે તો તમે દેખો ને યાર હા તમે મને ચેક કરીને કહો હા હા મારે એ જ ભાઈ મારુતિ સુઝુકી અર્ટિગા ગાડી હતી હા હા તમે મને દેખીને કહો ચાલો હા થેન્ક યુ હા